હા તો હૉસ્પિટલનાં વિષે જો મારૂં મંતવ્ય એમ છે કે અમારાં આણંદમાં તો ખાસી બધી હૉસ્પિટલો છે સારી સારી હોસ્પિટલો જે સ્વામિનારાયણ હોસ્પિટલ છે તિલક હોસ્પિટલ છે નામચીન બધી હોસ્પટલો છે ને અને એની સારવારને એ બધું અંગે જોવાપણું નથી બધું જ બેસ્ટ છે ત્યાંનો સ્ટાફ બી એટલો હેલ્પફુલ છે અને બધા વર્કર્સ ને ત્યાંનું બધું જ સારું છે એમ એટલે જો તમે કંઇક ઇમરજન્સી હોય તમને સર્જરી બર્જરી કે ઇમરજન્સી હોય તમને તો ત્યાં તમે જાઓ તો તમને ઓછામાં ઓછા પંદર વીસ વીસ સેકન્ડથી વધારે નહીં કરતાં જેટલું થાય એટલું ત્યાં ફાસ્ટ કામ કરે છે ઇમરજન્સીમાં એક વખત હું ગયો હતો તો ત્યાંથી ફટાફટ મારૂં કામ થઈ ગયું હતું જેવુ મેં કર્યું એ તરત જ થઈ ગયું હતું મારૂં જે કેસ હાથમાં એમને તરત જ લઈ લીધો હતો અને ત્યાંના ડૉક્ટર ને સ્ટાફ ત્યાંના નર્સ બધુ હેલ્પફુલ છે એટલે મારો મંતવ્ય આ છે કે સારું છે તે એ બધુ